હું સુરતી અને સુરત જિલ્લાના તહેવારોની વાત આવે એટલે સ્વાભાવિક છે નવરાત્રિથી જ વાત શરૂં થાય ખરું ને નવરાત્રિ ગણેશચતુર્થી ચંદીપડવો ઉત્તરાયણ જેવા અને હોળી એ એવા તહેવારો છે કે જે સુરતીઓ ખૂબ જ મજેથી અને ખૂબ જ રંગત સાથે અને ખૂબ જ મસ્તી સાથે ઉજવીએ છીએ નવરાત્રિ એટલે હાલમાં તો હવે વલ્ડ હેરિટેજમાં પણ ગરબાને સ્થાન મળ્યું છે અને એનું સૌથી વધારે જો ગૌરવ હોય તો ગુજરાતીને હોય અને સુરત સુરતીઓનો તો અંદાજ જ નિરાળો હોય છે પછી એ ગમે તે મસ્તીમાં અને પૂરનાં પાણીમાં ઊભા રહીને ભજીયા પણ ખાઈ શકે અને કોરોનામાં લોકોનાં ભોજનને પણ સમયે સમયે પહોંચાડી શક્યા હતા લોકોના જઠરાગ્નિને પણ શાંત કરી શકે એ સુરતી કહેવાય નવરાત્રિમાં હવે તો એટલું બધું આધુનિકપણું આવ્યું છે કે પહેલે પ્રાચીન ગરબાઓ એક તાળીનો બે તાળીના ગરબા ગવાતા હતા હવે તો દોઢિયામાં દસ સ્ટેપનું બાર સ્ટેપનું બાવીસ સ્ટેપનું બત્રીસ અને ચોસઠ સુધી દીકરા દીકરીઓ નવી નવી રીતે આ બધા દોઢિયાઓ પણ રમે છે અને એનો વસ્ત્ર આભૂષણ અને શણગારની તો વાત જ શું કરવી દસે દસ દિવસનાં જુદા જુદા વસ્ત્રો પરિધાન કરીને મોજ મસ્તીથી રમતા સુરતીઓને જોવા એ પણ એક લ્હાવો છે અને ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે ગમે એવું નાનું છાપરું હોય કે મોટી ટેરેસ હોય આજુબાજુનાં મિત્રમંડળ અને પરિવાર સાથે આખો દિવસ ધાબા પર અને અગાશી પર મજા કરવી ઊંધિયુંની લહેજત માણવી અને કાયપો છે કાયપો છે ની જે બૂમો પડે એ સુરતમાં સાંભળવાનું પણ એક અનેરો ઉત્સવ હોય છે અને દોસ્તો કદાચ તમને ખબર નહીં હોય સમગ્ર ભારતમાં કે સમગ્ર ગુજરાતમાં એક સુરત જ એવું શહેર છે કે જ્યાં વાસી ઉત્તરાયણ ઉજવવામાં આવે છે વાસી ઉત્તરાયણ એટલે એક દિવસ તો એક દિવસથી તો એ લોકોની ઉત્તરાયણમાં મજા એ લોકોની મજા સમાતી જ નથી બીજે દિવસે પણ ઉત્તરાયણમાં વધેલા ઘટેલા અને પકડેલાં પતંગો ચગાવીને એ ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ તરીકે પણ ઉજવવાનો ઉત્સાહ ફક્ત અને ફક્ત સુરતમાં જ જોવા મળે છે અને ચંદીપડવો ચંદીપડવો એટલે ઘારી ખાવાની પૂનમની ચાંદનીમાં ઘારી અને ભૂસુંં અને સમોસા ખાવાં એ સુરતીઓની બીજી નવી ઓળખ છે અને સુરતીઓ હંમેશા ચંદીપડવામાં ઘારી ખાવામાં જ નહીં આવેલા મહેમાનોને પણ ઘારીનો રસાસ્વાદ કરાવવા માટે ખૂબ જ ઉત્સાહી હોય છે કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ એટલા જ માટે સુરતીઓ હંમેશા ખાવા પીવાની બાબતમાં ખૂબ જ જલસો કરે છે અને આગળ વધે છે અને એવું તો ઘણું બધું છે દોસ્તો પણ સમય મર્યાદાને લીધે હું અહીંયા અટકું છું